ખેતીમાં ગમતું પાસુંની વાત કરીએ તો ખેતીમાં અમને સૌથી વધારે શાકભાજી ઉગાડવાનું ગમે છે આજે આપણે જોઈએ તો બજારોમાં બધી વસ્તુઓ ડુબ્લિકેટ મળતી હોય છે કેમિકલવાળી મળતી હોય છે તો એવા સમયમાં આ શાકભાજી એવી છે કે આપણે કુદરતી રીતે એ ઊગે છે ને કુદરતી એનો સ્વાદ લઈ શકીએ છે કુદરતી રીતે એને ખાઈ શકીએ છે શાકભાજી શાકભાજીથી આપણે આપણો વ્યવસાય પણ ચલાવી શકીએ છે શાકભાજી દ્વારા આપણે શાકભાજી આપણે આપણા ગામ ગામની બહાર વેચીને આપણો જીવનનિર્વાહ ચલાવી શકીએ છે શાકભાજીથી આજે મોટી મોટી હોટલોમાં શાકભાજીનો આપીને આપણે એનો વ્યવસાય કરી શકીએ છે